તમારા ઘરની આસપાસ વિસ્તારો આરોગ્યપ્રદ રાખવા માટે તમે શું પગલાં લો છો તો અમારા ઘરની આસપાસના વિસ્તારોને આરોગ્યપ્રદ રાખવા માટે અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં મહાનગરપાલિકાના કર્મચારીઓને અમે અવારનવાર જાણ કરતા રહીએ છે કે જ્યાં માખી મચ્છર થતા હોય એવી જગ્યા તમે દવા છાંટી આપો આ ઉપરાંત આજુ બાજુ કે પડોશીઓ જ્યાં રહીએ છીયે ત્યાંથી કોઈ ગંદકી ન કરે એંઠવાડ કે અન્ય કોઈ પણ અન્ય ખાવાની કે કોઈ પણ મેડિકેટિવ વસ્તુ બહાર ન નાખે એની અમે કાળજી લેવડાવીએ છીએ અને લઈએ પણ છીએ આ ઉપરાંત ઘરની આજુ બાજુ કે ક્યાંય પણ ઉકરડા જેવું થવા નથી દેતા માખી મચ્છર જેવા જીવજંતુઓનો ઉપદ્રવ જ્યાં અમને લાગે ત્યાં તરત જો મહાનગરપાલિકાના કર્મચારીઓ કે એમનો સ્ટાફ ન આવી શક્યો હોય ત્યાં સુધી અમે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને તેને બને તેટલું અટકાવવાના પ્રયત્નો કરતા હોઈએ છે અમે લોકો બહાર જઈએ ત્યાંથી આવીએ ત્યારે સૌપ્રથમ હાથ મેડિકેટેડ સોપથી ધોતા હોઈએ છે બાળકોને પણ એવી જ આદત પાડવામાં આવી છે કે ક્યાંય પણ બહાર જઈને જો આવે તો સૌપ્રથમ હાથ ધોવા જોઈએ હાથ ધોયા પછી પોતાનું જે નિત્યકાર્ય હોય તેમાં જોડાઈ શકે છે રમતી વખતે બહાર મોઢામાં હાથ ન જાય તેની કાળજી રાખવાની હાથ આંખ પર ન લાગે તેની કાળજી રાખવાની હોય છે ઘણી વખત આવી બેદરકારી થવાને કારણે રોગના ભોગ બાળકો મોટાઓ કે અન્ય સદસ્યો બનતા હોય છે તો તકેદારીના ભાગરૂપે બાળકો રમતી વખતે ખૂબ ઈઝીલી જોઈ શકે એવા સાઇન બોર્ડ્સ અમે મુકીએ છીએ જેથી કરીને બાળકો મોઢામાં હાથ ન નાખે બાળકો હાથ સીધા આંખ પર ન લગાડે તેને માટેના પણ સાઇન બોર્ડ્સ અમે રમત વિભાગમાં મુક્યા હોય છે જેથી કરીને બાળકો સચેત રહે સજાગ રહે આ ઉપરાંત ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે કે જ્યાંથી જંતુ નો ઉપદ્રવ હોય જે નાના નાના જીવજંતુનો ઉપદ્રવ હોય એવી જગ્યાઓથી અમે સતર્ક રહીએ અને એને જંતુનાશકો તથા અન્ય પેસ્ટીશાઇડ દવાઓ વડે એનો સમયાંતરે નાશ કરતા રહીએ